મેં છેલ્લે એક પુસ્તક વાંચ્યું છે જેનું નામ છે એસક્યુએલ પીએલ એસક્યુએલ આ પુસ્તક ઈવાન બેરોજ દ્વારા લખવામાં આવ્યું છે અને આ પુસ્તક વાંચ્યા બાદ મને એક સબ્જેક્ટ પૂરે પૂરો સમજમાં આવી ગયો છે જે સબ્જેક્ટનું નામ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ